અમારા સ્થાનિક ખબરોમાં સ્થાનિક સાંસ્કૃતિનો કાર્યક્રમ લેવામાં આવે છે જેમકે હોળીનો તહેવાર હોય તો હોળીના ફોટાઓ જુદી જુદી રીતે પાડીને મુકતા હોય છે અને દિવાળીના દિવાળીના દીવા મુકતા ફોટાઓ પણ મૂકતા હોય છે અને નવરાત્રિ હોય તો અંબે માતાજીના કટિંગ કરેલા ફોટાઓ પણ પેપરોમાં આવતા હોય છે આ બધા તહેવારોનો અલગ જ ઉલ્લાસ હોય છે અને જોઈએ તો આ બધી સાંસ્કૃતિક કાર્યક્રમો અમારા વિસ્તારમાં ઉજવતા હોય છે અને સૌથી વધારે મને ગમતું હોય તો આદિવાસી દિવસ છે આદિવાસી દિવસે લોકો જુદા જુદા રીતે કપડા પહેરતા હોય છે વેષાભુંડાજીનો જય જયકાર કરતા હોય છે અને અને ઘણા ગામડામાંથી લોકો આવે છે અને અહીંયા ધરમપુરમાં લોકો ભેગા થાય છે ભેગા થતા તેઓ એક રેલી કાઢે છે રેલીમાં નાચતા કુદતા એ લોકો રેલીનો ઉલ્લાસ કરે મજા માણે છે અને લોકો ત્રણ દરવાજાથી લઈને આખા ધરમપુરમાં ફરતા હોય છે રેલી લઈને અને જુદી જુદી જગ્યાએ આ બધું ઉજવવામાં આવે છે